અમારા સુરતમાં કાપડ બજાર અને હીરા બજાર એ મુખ્ય ક્ષેત્રો છે એટલે મુખ્ય કામ છે અને એમાં હીરા બજાર સૌથી વધુ પોપ્યુલર છે એમાં હીરા બજાર અમારે ત્યાં ઠેર ઠેર છે જેમાં સો રૂપિયાથી લઈને અબજો રૂપિયા સુધીના આપણને હીરા મળે છે અને હીરાનું કામ અહીંયાં બહુ જ ચકાસણીપૂર્વક સુંદર રીતે કરવામાં આવે છે અહીંયાં હીરાના અનેક અલગ અલગ પ્રકારના આપણને સેટ્સ જોવા મળે છે જે મિડલ ક્લાસથી લઈને અમીર લોકો પહેરી શકે એટલા સરસ મજાના અહીંયાં સેટ્સ બને છે અને હીરા બજાર અહીંયાં ખૂબ જ પોપ્યુલર બજાર છે જે ખાલી સુરતમાં નહીં આખા વિશ્વમાં સુરતની જે ડાયમંડ બજાર છે ઇ ખૂબ જ પોપ્યુલર હીરા બજાર છે જેને બધા ખૂબ જ ઓળખે છે અને સુરત સિટી છે એ ડાયમંડ બજાર સિટીના નામથી જ ઓળખાય છે અને હીરા અહીંયાં ઘણી જાતના મળે છે જેમાં નાના હીરાથી લઈને મોટા હીરા મળે છે અને અઢળક પ્રકારના અલગ અલગ ટાઈપના હાર સેટ્સ એ બધું મળે છે અને અહીંયાં હીરાની ખરીદી ખૂબ જ મોટા પાયે થાય છે લોકો દૂર દૂરથી અહીંયાં હીરાની ખરીદી કરવા આવે છે અને અહીંયાંથી લઈ જાય છે અને પછી એ પ્રમાણે એનો ત્યાં ઉપયોગ કરે છે